હાજી બોલો નમસ્કાર હેલ્પ વિભાગમાંથી બોલું બોલ હાજી હાજી હાજી સિનિયર સિટીજનની હા સિનિયર સિટીજનો માટે સરકાર તરફથી નવી નવી યોજનાઓ આવે છે તમારા આરોગ્યના દ્રષ્ટિને ધ્યાનમાં રાખતા આ હમણાં સિનિયર સિટીજનો માટે દસ લાખ સુધીની સુવિધા છે તમે કોઈપણ ઓપરેશન કરાવો તમારી કોઈપણ સર્જરી થાય એ બધા માટેની સિનિયર સિટીજનો માટેની સારી યોજના આયુષ્યમાન કાર્ડની યોજના છે પેન્સનો માટે પેન્સનની યોજના છે બીજું કઈ હોય તો તે બધી નવી નવી યોજનાઓ આવે છે તમારે એની જાણકારી લેવી હોય તો તમે હેલ્પસેન્ટર પર આય શકો છો હાજી

હાજી તમારે આવો કોઈ પ્રોબ્લમ હોય તો કઈ વાંધો નય પણ તો તમે ફોનથી માહિતી મેળવી લો અને તમારે તરત જ તમને અમે અમારા તરફથી માહિતી આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડ માટે પેન્સનન કાર્ડ માટે આવા બધા કાર્ડ માટે તમારે છે ને આવકનો દાખલો પછી આધાર કાર્ડની નકલ અને તમારે બે ફોટા ને એ બધુ લઈ અને અમારી ઓફિસે મોકલી આપજો અને તમારું કરાય દઇશું ઓકે ઓકે